બોલો ને મેડમ હા બોલો બોલો મેડમ બોલો બસ એકદમ એકદમ મજામાં બોલો શું કહો છો બસ એકદમ શાંતિ એકદમ શાંતિ અરે હા હા પેલા અરે મેડમ જવા દો ને વાત જ ગરમીની તો અહીં બેઠા બેઠા જ પરસેવો વળી જાય છે ઓ બાપ રે બાપ એટલું બધું ઓહો ઓ બાપ રે બાપ મેડમ તમે આવું બધું ગભરાવ્યા ના કરશો તો પણ મેડમ પેલા બરોડાવાળા અંબાલાલભાઈએ હઉ એવું કીધેલું જ ને કે ભઈ આ ખરી ખરી ખરી વાત ખરી વાત છે મેડમ પણ સાચવવું પડે એવું જ છે પાણી તો એટલું બધું પીવું છું અત્યારે લોકો એમ કે છે બે લીટર પીવું જોઈએ પણ હું તો અજમાનું પાણી પીવું છુંં હમણાં સ્ટાટ કરી દીધું છે મેં તો આખો દિવસ એ જ પીવા હં હા હા ના સાચી વાત છે સાચી વાત છે મેડમ પણ ગઈકાલે તો હુ સાંજે રમવા ગયો ને છ વાગ્યે ગયો મેડમ પણ તોય આમ જાણે દઝાતી હોય ને જમીન એમ લાગતું હતું ભગવાન સારું કરે ને વરસાદ વહેલો લાવી દે પણ મેડમ ના બોલશો લા આવું હાલત ખરાબ થઈ ગઈ છે ને હજી તમે મને પાછા ઝાડા થઈ જશે એવું કરાવી દેશો એ તો જોયું જશે મેડમ પણ મેડમ તમે જોજો હોં જરા પેલું આપણે કોટનનાં જ કપડાં પહેરતાં રહેજો કારણ કે નહીં તો પછી આ તો હાલત ખરાબ થઇ જશે હારું હારું મેડમ કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં મેડમ ચાલો ત્યારે મળીએ આપણે પછી વાત કરીએ જયશ્રી કૃષ્ણ